નમસ્તે કેમ છો મજામાં બેન એકદમ ફાઈન એકદમ ફાઈન બોલો બોલો ઘણા ટાઈમ પછી દેખાણા તમારી પર્યાવરણને લગતી જે સંસ્થા કામ કરી રહી છે ખૂબ સરસ કામ છે તમારું અને આજે બહુ ટાઈમે તમારો ફોન આવ્યો કે તમે આવ્યા રુબરુ બોલો બોલો શું હતું કામ બરાબર ના બેન ના બધી બાબતોમાં હું ખૂબ જ મને ધ્યાનમાં છે આ બધી વસ્તુઓ અને હું પણ કહેવાય ને કે ભાઇ પર્યાવરણ પ્રેમી માણસ છું ઘણા વરસોથી આ બધી વસ્તુઓ પર મારી નજર છે અને અમે અમારી બેસ્ટ ટ્રાય કરીએ છે કે આ બધી વસ્તુ લોકો શીખે અને આ બધી વસ્તુ કરવાનું બંધ કરે પણ આપણાં જે લોકલ લોકો છે તે બધા સમજવા રાજી નથી પણ તો પણ છે ને હું વિધાનસભામાં આના ઉપર આખો એક એકટ પાસ કરાવવાનું વિચારી રહ્યો છું હું અને અમારી જે પાર્ટી છે એ એન્વાયર્મેન્ટના કન્ઝર્વેશન પર્યાવરણનાં કન્ઝર્વેશન માટે ખૂબ પ્રયત્ન છીએ પ્રયત્નશીલ છીએ અને હવે જયારે અમારું જ્યારે વિધાનસભા બેસશે ત્યારે વિધાનસભામાં આ પ્રકારનો એક ખરડો પસાર થાય તેવી અમારી ગણતરી છે જેથી કરીને શું છે કે લોકો પહેલાં તો જે પાણીની અંદર વેસ્ટ નાખી રહ્યા છે એ બંધ થશે બરાબર હવે જે ઝાડવાઓ કાપે છે તે પણ ખૂબ ક્રૂર વસ્તુ છે અને એનાં માટે જો એક સાઈડ તમે કીધું એમ કે જો કાંઈ કન્સ્ટ્રકશન કરવા માટે કંઇક કટિંગ કરી રહ્યા છે તો એમને બીજી જગ્યાએ પણ ઉગાડવું જોઈએ તો આ બધી વસ્તુ પર અમારું ખૂબ ધ્યાન છે અને અમારા પ્રયાસો છે જ કે આ કેમ કરીને સુધરી શકે બરાબર છે હજી તમારું કોઈ બીજું જો તમે આટલું સારું કામ કરો જ છો બરાબર તો જે અમે તો અમારા રીતના ટ્રાય પ્રયાસો કરતા જ રહીએ છે પણ તમારા જેવા લોકો તમારા જેવા સંસ્થાઓ એનજીઓેએ પણ આમાં ખૂબ સારો મતલબ પાર્ટીસિપેટ કરવું જોઇએ ભાગ લેવો જોઇએ તમે કાંઈક અલગ વસ્તુ લોકો સુધી પહોંચાડશો તો એ લોકો સારી રીતે પકડી અને શું એમાં કરવું એ એના માટે હેલ્પ કરી શકશે મદદ કરી શકશે તો એમાં તમારા કાંઈક અલગ એવા વિચારો હોય તો તમે રજૂ કરી શકો છો જેથી આપણે એ વસ્તુ છે ને લોકો સુધી પહોંચડી શકીએ બરાબર તો છે એવું કંઈ અલગ તમને લાગે છે જેમ કે કંઈક એવું લાઈક લોકોમાં અવેરનેસ ફેલાવવા માટે આપણે શું કરી શકાય બરાબર બરાબર જી આપણે પેલાં ક્લીનઅપ ડ્રાઇવ્સ પણ કરી શકાય બરાબર છે તો એક કામ કરીએ આપણે જો તમારી સંસ્થા આટલું અર પર્યાવરણ પર ખૂબ સારું કામ કરે છે તો અમે થોડું ઘણું અમારા તરફથી તમને સપોર્ટ કરીશું ત ઇનિશિયેટિવ તમારે લેવો પડશે તો તમે તૈયાર હોય તો આપણે આખા તાલુકાઓમાં બધી જ જગ્યાએ ક્લીન અપ ડ્રાઈવ ને એવું બધું આપણે સ્ટાટ કરીએ જેથી કરીને લોકોમાં આની શું અવેરનેસ આવશે અને એક વસ્તુ એ પણ કરીએ કે લોકો જ્યાં જ્યાં મતલબ ડમ્પ કરે છે કચરો જ્યાં ત્યાં તો આપણે એક વસ્તુ કરી દઈએ કે ભાઇ નાના નાના પ્લાસ્ટિકનાં બોટલ્સ છે અમુક ગ્રામસ કે અમુક કીલોસ ઉપર આપણે એ લોકો જો સબમિટ કરાવે તો આપણે એ લોકોને કંઈક રીટર્નમાં આપીએ વસ્તુ જેથી કરી લોકો શું કરશે કે એ જે કચરો છે જ્યાં ત્યાં નહીં ફેંકે કચરાની પણ એક શું કિંમત છે જ પણ એ કોઈ આપતું નથી એ વાંધો છે જયારે લોકો આ કચરાની મતલબ ઘણા બધા લોકો એવા હોય છે જેને મતલબ કચરો જ્યાં ત્યાં ફેંકવાથી મતલબ બિલકુલ અરૂચિ હોય છે તો બધાને આ પ્રકારની વસ્તુ થવી જોઈએ બરાબર છે તો આપણે આગળ જે કરીએ છીએ બરાબર જે આપણે આપણે ફઈનાલાઈઝ કર્યું છે હું મારા તરફથી જેટલી બનતી કોશિશ થશે એ હું કરીશ પણ જે ગ્રાઉન્ડ લો લેવેલ પર કામ તમારું છે તમારા જેવી સંસ્થાઓનું છે આપ લોકોએ તો સૌથી વધારે અગ્રેસર રહેવું પડશે તો કામ સારું થશે બરાબર ઓકે બેન થેંક્યું